હા હા જી સાહેબ બોલો બોલો હા હા જી હા હા હા એ એ કોટેસન મેં તૈયાર કરી દીધેલું છે એટલે એટલે એ આપણે સમજી લો ને એક સાહેબ સાત કિલોમીટરનું છે એટલે સમજી લો કે બે દિવસમાં બે થી ત્રણ દિવસ લાગશે પૂરું કરતાં અને એ એગ્રીમેન્ટમાં જે ટૂંકમાં ક્વૉટેશનમાં જે લખેલું છે એ મુજબનું મટિરિયલ વાપરવામાં આવશે અને પાંચ વર્ષ સુધી તમારે કોઈ ફરિયાદ નહીં રહે એવું એવું જ અમે કામ કરવામાં કરી આપીશું અને હા ના ના પાંચ વરસ સુધી તમારે કોઈ ફરિયાદ નહીં રહે એટલામાં અમારું અમારું જે કામ છે અમારું જે કામ છે એટલામાં તમારે કોઈ ફરિયાદ નહીં રહે પાંચ પાંચ વરસ સુધી એની એની ગેરંટી હું આપું છું કરણ કે અમે અમે એ ટાઈપનું મટિરિયલ વાપરવામાં આવશે અમારું જે બધુંય જે જે એના સ્ટાન્ડર્ડ મુજબ જે વાપરવાનું હોય ને ડામર છે કપચી છે એવું બધું એ એ હા એટલે એ અમે અમે સ્ટાન્ડર્ડ મુજબ જ વાપરવાના છીએ એમાં એમાં જરાય ઓછું નહીં આવે ને એ એ સંપૂર્ણ રીતે તમને સંતોષ મળશે એ રીતનું જ કામ કરવામાં આવશે અને એ માટે એવું લાગે તો હા હું રૂબરૂ મળી જાઈશ આપને સાહેબજી એવું લાગે તો મને ફોન કરજો હું રૂબરૂ મળી જઈશ આપને હા તૈયાર જ છે હું હમણાં મોકલાવી આપું છું એટલે એ તમને મળી જશે અને કાલે હું રૂબરૂ પણ આવી જઈશ તમારી પાસે હા કેટલા દિવસમાં પૂરું થાય ત્રણ દિવસનું ઓછામાં ઓછા ત્રણ દિવસને વધુમાં વધુ પાંચ દિવસ એ એટલા તો હોવ કમ્પ્લીટ થઈ જશે એટલા દિવસમાં બરાબર છે જી સાહેબ જી સાહેબ જી સાહેબ થેન્ક યુ હા હા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ